મારા ગામમાં મોસ્ટ ઓફ પાપડ ચવાણું પછી મઠિયાં ચોળાફળી પાપડ પછી જીરા મઠિયાં ચવાણું એ બધું બહુ જ બનતું હોય છે જે અમુક લોકો ઘરે ઘર ઘર ઉપર નાસ્તા બનાવીને વેચે છે અમુક લોકો ખાખરા બનાવીને વેચે છે અમુક લોકો આ બધા બધી સિક્વન્સના નાસ્તા બનાવતા હશે જેમકે પાપડ છે પછી સેવ મમરા પછી મઠિયાં ચકરી એ બધું જ બનાવતા હોય છે આવા બધાં અનેક અનેક વેપારો થાય છે પછી અમુક સોનીઓની દુકાન પણ છે જે સોનું વેચતા હોય છે અને બધાં બધી જ જાતના વેપારો થાય છે અહિયાં આગળ રિયલ્સ બેકર રિયલ બેકર્સમાં ફરસાણ બહુ સરસ મળે છે અને બધી રીતનું બધું બહુ જ મસ્ત મસ્ત વસ્તુઓ મળતી હોય છે ખાવા પીવાની વસ્તુઓ પટેલ પાણીપુરીનો નંબર આવે છે અને બીજી જગ્યાએ બહુ બધી પાણીપુરીઓ વાળા બહુ જ બધાં ઊભા રહે છે અમુક અમુક ટેસ્ટમાં બહુ સરસ હોય છે આ તે બહુ બધાં વેપારો થતાં હોય છે અમારા ગામમાં